હલ્લો ટિફિન હં બોલો ને શેની શંકા છે ભાઈ મેં તો કાંઈ કર્યું જ નથી કાંઈ છે જ નહીં અમે તો કોઈને ઓળખતા ય નથી ને અમે તો એવું કાંઈ કર્યું ય નથી તમે આરોપ કઈ રીતના નાખો છો મારી ઉપર તમે જોયું છે પહેલાં પહેલાં તમે એ તમે પહેલાં જોયા મારા જ છે બીજા કોઈના હોય તો તમને કેમ ખબર પડી મારા જ ફિંગર છે એ હું એ વ્યક્તિને ઓળખતી જ નથી ના પણ અમે ન આવીએ ને એમ તમે કહો એમ અમારું નામ એમાં છે જ નહીં ઓળખતા જ નથી એ વ્યક્તિને પણ અમે હોઈએ જ તે વ્યક્તિને ઓળખતા જ નથી તો શું કામ આવીએ વૉરંટ એમ ન નીકાળી શકો ને પહેલાં કાંઈ પ્રૂફ હોય તો અમે આવી શકીએ ને જો જો કાંઈ વાંધો નહીં કાયદેસર રીતે જે થાય એ જ રીતે આપણે કરીશું તમ તમારે મેં કર્યું જ નથી કંઈ ઓળખતા જ નથી તો પણ

કાંઈ વાંધો નહીં જે હોય અમે છીએ જ નહીં તો અમે તમે તમારે જે રીતે થતું હોય એ કરજો